ચુનીલાલ મડિયાની એક નવલિકા છે અંબા ગોરાણીનો પરભુડો એમાં આવેલ દ્રશ્ય જ્યારે યાદ આવે છે તો આંસુ સાહજિક રીતે નીકળી જાય નવલિકાની કથા વસ્તુ કાંઇક એવી છે કે અંબા ગોરાણી સૂખા ગોર અને એમનો એક દીકરો પરભુડો સૂખા ગોર હયાત હતા ત્યાં સુધી એમનું જીવન વ્યવસ્થિત રીતે ચાલતું તું પણ સૂખા ગોરના નિધન પછી કર્મકાંડ બ્રાહ્મણ હતા પરભુડાને એ બહુ ફાવ્યું નહીં એટલે યજમાન ઓછા થઈ ગયાં એટલે ઘરમાં બે ટંક ખાવાના સાંસા પડવા લાગ્યાં આખો દિવસ પરભુડો ગામમાં ફરીને ભિક્ષા માંગે ત્યારે માંડ એક બાજરાનો રોટલો થાય એટલો લોટ એને મળતો એમાં ગોરાણી અને પરભુડો બેયનું પેટ માંડ ભરાતું આ પરિસ્થિતિમાં પરભુડાને જીવવું દોહ્યલું થઈ ગ્યું એટલે એણે પૈસા પૈસાનું અફીણ ભેગું કરી અને અફીણ ઘોળીને પી ગયો હવે આ નવલિકાની શરૂઆત જ ત્યાંથી થાય છે કે જોત જોતાંમા તો આખા ગામમાં ગોકીરો થઈ ગયો કે અંબા ગોરાણીના પરભુડાએ અફીણ ખાધું છે અને જોત જોતામાં ગામ આખું ભેગું થઈ ગયું અંબા ગોરાણીના ખોરડે અને ખાટલામાં નાખી અને પરભુડાને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો લાકડીને ટેકે ટેકે ગોરાણી એની પાછળ પાછળ હોસ્પિટલે પહોંચ્યાં અને ડૉક્ટરને વિનંતી કરવા લાગ્યાં કે એકવાર પરભુડાને ભાનમાં લાવી દ્યો મારે એને એક સવાલ પૂછવો છે હવે ડૉક્ટર કહે માજી અમે પ્રયત્ન કરીએ છીએ અફીણ બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ પણ હવે સફળતા મળે એવું લાગતું નથી કે ના ડૉક્ટર સાએબ એકવાર મારી જોડે વાત કરાવો એટલે ગામનાએ લોકો કહે હવે આમ ગોરાણીને શું અત્યારે છેલ્લી છેલ્લી ઘડી આવી ગઈ છે પરભુડાનીને શું વાત કરવી છે પરભુડાની આંખો ખેંચાવા લાગી એટલે અંબા ગોરાણીએ ઊંચા અવાજે કયું કે દીકરા ઘરમાં ઘઉનો લોટ નથી તારી વાહે બાજરાના લોટનો પિંડ દઉ તો તને પૂગસેને બેટા બસ આ છેલ્લું વાક્ય હતું અને જે આખી નવલિકા વાંચે એના આંખમાંથી અચાનક આંસુ નીકળી પડે એવું દારુણ ગરીબીનું દ્રશ્ય ચુનીલાલ મડિયાએ એની નવલિકામાં ઉત્પન કર્યું છે